મારા ઘરે રાહુલ ગેસ એજન્સી તરફથી ગેસ સિલીન્ડર આવે છે તેની ઘણી બધી સેવાઓ સારી છે જેમ કે હું ઘરે બેઠા એક ફોન કરીને જ સિલીન્ડર બૂક કરાવી શકું છું અને થોડા જ દિવસોમાં તે સિલીન્ડર ઘરે આવી જાય છે મારે કોઈ ફરિયાદ હોય કે ના હોય હું તેના પર ફરિયાદ નોંધાવું તો તે એક કે બે દિવસમાં જ તે ફરિયાદનું નિવારણ લાવી દે છે અને હું આ રાહુલ ગેસ એજન્સીની આભાર માનુ છું અને તેના માટે રાહુલ ગેસ એજન્સીની પ્રશંસા કરું છું